મને કોઈ પણ સિરીજ જોવામાં ઈચ્છા છે તો હું પહેલાં તો માર પ્યાર સ મને ક્યાં એવો વિષય છે જેમાં મને રસ છે એ હું શોધીશ અને ત્યારબાદ હું પસંદ કરીશ કે આ સિરીજ જોવાનું નક્કી કરીશ જો મને એવા ઘણા ઓપ્શન મળશે કે જેમાં હું મુંઝવણ અનુભવું તો હું એમાં પ્રયત્ન કરીશ કે કોઈ એમાંથી એક સિરીજ જોઉં છું કે જેના ફાયદા શું છે પહેલાં બધાના ફાયદા જોઈશ કે કોઈ પણનો મને એક ફાયદો થવો જોઈએ જોવામાં જેમાં મારો સમય છે એ વ્યસ્ત બરબાદ ન થાય એટલા માટે અને પછી હું એમાંથી એકની પસંદગી કરીશ જેથી મને ખબર પડે કે કેનો મને ફાયદો મળે છે અને જો મને એમાં કોઈ મુંઝવણ થતી હોય તો હું એવો પ્રયત્ન કરીશ કે એના સિવાય કોઈ એવું કામ કરું બીજું કે જેનાથી મને બીજો ફાયદો મળે નહીં કે એક સિરીઝ જ જોઉં એનો હું ઓપ્શન બીજો પણ રાખી શકું છું છતાં પણ જો મને એવી પણ મુંઝવણ થઈ શકે કે તે જે સિરીઝ આપેલી છે એ સિરીઝમાં કોઈ મારો રસ ન હોય એ માર રસ બહારની વસ્તુ હોય અથવા મારો વિષય ન હોય કે જેનું મને કોઈ એવું એવું સામાન્ય એવું પણ જ્ઞાન ન હોય એટલે હું એવો પ્રયત્ન કરીશ કે જે મારા વિષયનું હોય મારા રસ અને રુચિનું હોય જેમ કે મને છે કોઈ પણ એવી વસ્તુ છે કે જે ક્રાઇમ ફિક્શન છે તે વાંચવી ગમે છે અને તેવી સિરીઝ જોવી ગમે છે તો હું એ જોવાનું વધારે પસંદ કરીશ જો એમાં એવો ઓપ્શન નહીં હોય તો જોઈશ એ વાત સાચી છે પરંતુ બીજું જોઈશ એના માટે હું બીજો ધ્યાન રાખીશ